હું ઇ પી એફ ઓ પોર્ટલમાં યૂ એન એ નંબર પાંચ પાંચ છ છ બે ત્રણ ચાર પાંચ અને પાસવડ એક બે ત્રણ ચારથી લૉગિન કરીશ લૉગઇન કર્યા બાદ હોમપેજ પરથી માપ એકાઉન્ટ વિભાગમાં જઈશ મારા એકાઉન્ટની સામે ખરાનું નિશાન દબાવીને એકાઉન્ટ ટાઈપ વિભાગમાં જઈશ અહીં એકાઉન્ટને વરિષ્ઠ નાગરિકની સ્થિતિમાં બદલાવવા માટે કન્વર્ટમાં ટુ સિનિયર સિટીજન વિકલ્પ પસંદ કરીશ મારો યુ એ એન નંબર અને જન્મ તારીખ દાખલ કરીશ ત્યાર બાદ સબમિટ બટન દબાવવાથી મારી અરજી દાખલ થઈ જશે